હલ્લો હું કપરાણાંથી હું કપરાણાથી બોલું છું આરતીબેન ઠાકોર

હા બનાવી છે ને બે વીઘા છે બે વીઘાના ખેતરમાં બનાવી છે

હં

હં

ઓકે બોલોને એની શું તમે આપશો એની મને રકમ હં મને તો થોડા વધારે જોઈએ છે કેટલી જોઈએ છે તમને શેરડી સારું સારું મેં આમાં આ લખી લેજો અમારી સારું ઓ ઓકે